હલો શું મારી વાત સ્વિગી જે ભોજન મારા સુધી પહોંચાડે છે મારા જેવા તમામ ગ્રાહકો સુધી તેમની સાથે થઈ રહી છે ઓકે સરસ તો તમે સ્વિગીમાંથી બોલો છો મારે એક વસ્તુ વિશે તપાસ કરવી હતી મેં મારા ભોજનનો ઓડર આપી દીધો છે અને તેની માટે ઓનલાઈન પૈસાની ચૂકવણી પણ કરી દીધી છે શું તમે મને જણાવી શકશો કે એ મારા ભોજનના જે પૈસા છે તે ઓનલાઈન ચુકવણી થઈ ગયા છે કે બાકી છે કારણ કે હું એ વાતે ચોક્કસ નથી મને ધ્યાન નથી રહ્યું કે મારા આ પૈસા ઓનલાઈન ચૂકવાઈ ગયા છે કે બાકી રહી ગયા છે કારણ કે જ્યારે મેં ઓડર કર્યો ત્યારે મારે ઓડર તો થઈ ગયો પણ ત્યાર પછી જ્યારે પૈસાનું ચૂકવણું કરવાનું હતું ત્યારે ઓનલાઈન ચૂકવણી કરતી વખતે મેં કયો ઓપ્સન સિલેકટ કર્યો તે મારે એક કામ આવી ગયું હતું તે ગફલતમાં મારાથી ધ્યાન બહાર રહી ગયું છે કે આ પૈસાની ચુકવણી મેં કરી કે નથી કરી તો શું તમે મને જણાવી શકશો કે આ પૈસાની ચુકવણી થઈ કે નહીં ઓકે તમે કહો છો ને કે હું લાઇન પર બની રહું ઓકે તમે મારી માહિતી ચેક કરી શકો છો હા ઓડર મેં મારા જ મોબાઈલ નંબરથી જેના સાથે હું તમારી સાથે વાત કરી રહી છું તે નંબરથી જ આપ્યો હતો મારું નામ હા બરાબર છે ઓકે મોબાઈલ નંબર હા એ પણ બરાબર છે ઓકે આ ટાઈમે હા આ સમયે મેં કર્યું તે પણ બરાબર છે ઓડર હા ભોજનમાં આ જ મંગાવ્યું હતું હા તો તમે ચૂકવણું થઈ ગયું છે એમ કહો છો પણ એમાં તમે આજે છૂપા ચાર્જિસ લગાવ્યા છે તે શાના છે જરાક મને વિસ્તારથી એ બાબતે સમજાવશો ઓકે હા તમારા જે ઉપરી અધિકારી છે તેને તમે ફોન આપો તેમની સાથે હું વાત કરી લઉ હા નમસ્કાર હા ઓકે હા તમે ચકાસી શકો છો હું રાહ જોઉં છું ઓકે હા નામ બરાબર છે ઓડર પણ બરાબર છે ઓકે ચૂકવણું થઈ ગયું છે પણ મારે એ જાણવું છે કે તમે જે બીજા છૂપા ચાર્જિસ લગાવ્યા છે તે શાના છે હા એટલું તો હું જાણી શકું મને ખબર છે કે એ મારો અધિકાર છે ઓકે તમે મને એક સારી અને સાચી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે થેન્ક યુ તમારો આભાર